હા બોલો કોણ હેલો હમ હમ હ હમ હ હ હા મે શીખવાડી દઇશ તમારે ક્યારે કરવાનું છે ચાલીસ હજાર રૂપિયા લે છે એક કોરયોગ્રાફીના કેમ કે એમાં શું છે કે મારો જે ક્લાસ છે એ ચાલુ નથી મેં ઑલરેડી બહુ બધાં રીયાલ્ટી શોમાં ડાંસ કરીને આઈ છું અને મારો જે સર્ટીફીકેટ છે ને એ નેશનલ લેવલ સુધીનો છે ઇન્ટનેસનલમા બી મારા સ્ટુડન્ટો જાએ છે બે ટરલમમા બઉ મોટી મોટી સમજ્યા તમે એટલે મારી વેલ્યૂ વધારે છે મારા ઇન્સ્ટાગ્રામમાં બી તમે જોઈ શકો બ્લૂ ટીજ છે એટલે હું વેરીફાઈ છુ તમે સમજ્યા હ એટલે આટલા ચાર્જ થસે મારી અસિસન્ટ આવશે અને મેજ શીખવાડવા આવીશ ને તો એંશી હજાર રૂપિયા થશે

હમ હમ તો તમે એક કામ કરો પહેલાં મારી ઓફિસ એ આવી જાઓ અને ચાલીસ હજાર રૂપિયા એડવાન્સ પેમેન્ટ પહેલાં કરાવી દો અને બાકીના ચાલીસ પછી તમે કામ પતે એટલે કરાવી દેજો હા મારી એમાં ત્રણ બ્રાન્ચ મેન્સનમાં છે તમને જે નજીક પડે એ બ્રાન્ચ ઉપર આવી શકો છો હે વિસુ વાડી બ્રાન્ચ પર હા હા